ગાયન આમ તો મારા માટે શોખનો વિષય છે એક મનોરંજન છે એક આનંદ છે ગીતો ગાવા અને ગીતો એવા હોય કે જે આપણા પ્રિય હોય અને તે એનો તૈયારી કરવી અને રિયાઝ કરવું અને ત્યાર પછી એ જ્યારે આપણા શ્રોતાઓ સામે રજૂ થાય તે વખતે શ્રોતાઓના પ્રતિભાવ પરથી આપણને અંદાજ આવે કે આપણે જે ગાઈએ છે તે આપણા શ્રોતાઓને ગમે છે કેટલું ગમે છે એમાં કઈ સુધારાનો અવકાશ છે કે કેમ એવા અનુભવો છે કે જેમાં અપૂરતી તૈયારી કરીને ગયા હોઈએ તો મંચ પર ગાતી વખતે એમાં આપણે પૂરેપૂરો ન્યાય ન આપી શકીએ અને ત્યારે શ્રોતાઓનો પ્રતિભાવ પણ એ પ્રકારના મળી શકે તેનાથી વિરોધી એવી વાતો પણ છે કે જે પૂરી તૈયારી સાથે ગયા હોઈએ અને હવે તો ટ્રેક પર સંગીત પણ મળતું હોય એટલે જાણે આખી ઓર્કેસ્ટ્રાની સાથે ગાતા હોઈએ તેવા પ્રકારનો અનુભવ મંચ પર આપણે ગાતી વખત પણ કરી શકીએ અને આપણા શ્રોતાઓ એને કરાવી પણ શકીએ ખ્યાલ પણ ના આવે કે આંખ સામે કોઈ જ વાદીઓ દેખાતા નથી છતાં આ બધા વાદીઓની સાથેનો એક સરસ સંમેલન થઈને આ ગાયક કલાકાર રજૂઆત કરે છે બરાબર એવા ઘણા પ્રસંગો છે કે જેમાં ગીતો હું મંચ પર ગાતો હોવ અને મને ગુજરાતી કરતાં પણ વધારે હિન્દી ફિલ્મોના અને ખાસ કરીને જૂના સમયના ગીતો એ મારો પ્રિય વિષય છે એટલે એ ગીતો જ્યારે હું જૂના ગીતો ગાતો હોવ છું ત્યારે હું પોતે પણ એ સમયગાળમાં જતો હોવ છું અને તેવી જ રીતે એ મારા શ્રોતાઓને પણ હું એ સમય પર લઈ જાવ છું મને એવા ઘણા પ્રસંગો યાદ છે કે જ્યારે અમુક ગીતો હું ગાતો હોવ જેમ કે રાજકપૂરના ગીતો ગાતો હોવ મારા પ્રિય મુકેશજી કે મોહમ્મદ રફી સાહેબે ગાયેલા ગીતોને દોહરાવતો હોવ ત્યારે ત્યારે મારી સાથે સાથે શ્રોતાઓ પણ ગાતા હોય હું મંચ પરથી ઊભો રહીને એ લોકોના ચહેરાને એમના ભાવને એમના હોઠને હું નિરખતો હોવ ત્યારે જે શબ્દો હું ગાતો હોવ તે તેઓ પણ ગાતા હોય અને ક્યારેક તો એવું અમે કરીએ છીએ કાર્યક્રમના અંતે એક એવું ગીત પસંદ કરીએ કે જે ગીત જે સમગ્ર કાર્યક્રમનો મુખ્ય વિષય હોય એ દિશાનું હોય એનો હેતુ સર કરે તેવું હોય અને એમાં શ્રોતાઓને પણ અમે આમંત્રણ આપીએ કે આપણે સમુહમાં આ ગાઈએ એવું મારે વારંવાર બન્યું છે કે કાર્યક્રમના અંતનું ગીત જેમ કે રાજકપૂર પરનો કાર્યક્રમ કરવાનો હોય તો કાર્યક્રમના અંતે એમનો જ એમના પર ચિત્રિત થયેલું ગીત હોય યે મેરે ગીત જીવનસંગીત કલ ભી કોઈ દોહરાયેગા એ પ્રકારનું જ્યારે ગાતા હોઈએ છીએ ત્યારે આપોઆપ શ્રોતાઓ પણ એમાં જોડાય છે આપણે એમને આહ્વાન પણ કરીએ છીએ અને એ મુખ્ય કાર્યક્રમનો જે હેતુ હોય છે કે કોઈ એક મહાન કલાકારને અંજલિ આપવી કોઈ એક ખાસ પ્રસંગ જેમ કે રક્ષાબંધનનો તહેવાર હોય અને આપણે એ સમયે રાખડીના સંદર્ભમાં ભાઈ બહેનના પ્રેમના સંદર્ભના ગીતો ગાતા હોઈએ એવું જ વરસાદના સમયે એ ગીતો ગાઈએ અને તેનાથી જે અનુભૂતિ મળતી હોય છે આવા અનેક પ્રસંગો મને યાદ છે કે એ પ્રાસંગિક હોવાના કારણે કે એ કોઈની આપણે એના વખાણ કરતાં હોઈએ કે એને ફરીથી યાદ કરીને ગાતા હોઈએ એની કવિતાઓ સુંદર હોય તો એના કાવ્ય તત્ત્વને લીધે તે ખૂબ સરસ રીતે એની તર્જબદ્ધ થયેલું હોય તો એ તર્જને લીધે લોકોમાં જે આનંદ શ્રોતાઓનો જે આનંદ છે તે તેમના ચેહરા પર વર્ણવાય એ તાળીઓથી વધાવતા હોય ત્યારે નમન કરીને એ તાળીઓનો સ્વીકાર કરવાનો એક વિશેષ આનંદ હોય છે તો આવા ઘણા પ્રસંગો છે કે જેમાં મને એવું યાદ છે કે કેટલાય કાર્યક્રમોમાં નવા અને જૂના ગીતો ભેગા થતા હોય અને આપણે જઈને એકાએક જૂનું સરસ મજાનું ગીત મંચ પર રજૂ કરીએ અને શ્રોતાઓનો આખો મૂડ બદલાઈ જાય અને જે ચલતીના ખૂબ ઝડપી ઓછા કાવ્ય તત્ત્વવાળા ગીતોમાંથી એકાએક એક એવા ગ્રહ પર પહોંચી જવાય કે જ્યાં આગળ શ્રાતા હોય શાંતિ હોય કર્ણપ્રિયતા હોય અને અર્થપૂર્ણતા હોય તો એવા ગીતને ખૂબ એની સરાહના થતી હોય છે અને ત્યારે આપણે ગાયન પ્રવૃત્તિને માટે આપેલો સમય કે તૈયારી એ બધું સફળ થઈ રહ્યું છે તેવો સંતોષ પણ થાય છે